જો આરોગ્યની બાબતમાં એમ સરકારોએ કાળજી કેકે રાખી છે પણ હજુ બી અમુક ગામડાની અંદર જે આ દવાના છંટકાવ છે મચ્છર બચ્છરને જે બધું છે તે હજુ ગામડાની અંદર બહુ છે એનાથી બધા તાવ તળિયાને બાધા આવે કે ગોળી તો મલે છે પણ સરકારે જરાક એ બાબતમાં ઘેર ઘેર જે દવા છાંટતાં હતા આટલી દવાને આટલું બધું ઘણા મચ્છરો એથી થઈ જતા હતા તે જરાક કાળજી રાખે આરોગ્ય બાને હવે આરોગ્ય બાબતમાં તો હવે બધી ઘણી કાળજી અને ગામડે ગામ ડોકટરો બધાં ગામડે ગામડે બધી નર્સને બી એ લોકો મોકલાવે છે મેલેરિયાના આમ ઓછું તો થયું છે બીમારી બાબતે પહેલાં કરતાં ઘણી જાગૃતિ આવી છે એટલે આરોગ્ય બાબતમાં હવે ઠીક હવે પણ બધું ગામડે ગામમાં હજુ બી કાળજી જરાક દઈને દવાનો છંટકાવ કેમકે અમે જ્યારે આફ્રિકામાં હતા ત્યારે બધું એટલા બધાં મચ્છરો પણ ત્યાં દવાનું બધુ કાળજી આપતા ભારતમાંથી એ લોકોએ બહુ મદદ કરી આફ્રિકાવાળાને એનાથી બધા જો એગ્રીકલ્ચરના જે સામાન છે જેટલી ટાટાની બસો છે તે આફ્રિકામાં આપણા ટાટાની બસ ચાલે છે એમ તો આપણે પહેલાં કરતાં તો અત્યારે દેશમાં ઘણા વિકાસ કર્યા છે ને પરિવહન જે મેં બધાં જે વાજપાઈના ટાઈમથી જે રોડ બનાવામાં આવ્યાં પેલા રોડની બહુ તકલીફ હતી બહુ એક્સીડન્ટ થતાં અહીં અતુલમાં ને આ રીક્ષાઓમાં એટલા બધા એક્સીડન્ટ થતાં કારણ કે સિંગલ રોડ હતા હવે તો બધા રોડ બનેલા ગામડામાં આદિવાસી પ્રજાના તે લોકના કાર્ય બી બહુ થયા જોવા જઈએ તો આપણે હે કે રોડ તો બધાં સારા બનાવ્યાં છે અમારે કિનારામાં જોને આ બધા રોડ બનાવ્યા આ પહેલાં જે લડાઈ થઈ તી પેલા અ પોર્ટુગલના ટાઈમમાં ત્યારે બે વિમાન ઉડાડવા માટે જગ્યા નહીં હતી હવે તો બધાં ગામડાના રોડ જોડાવા મંડ્યા નાસિકથી બધાએ જેટલા કિનારાના રોડ ત્યાં લડાઈ થાય ને ત્યારે બધી ટેન્કો ફેંકો લડાઈના સામાન આ કૃષ્ણ હાઇ વે બી બનાવ્યો હવે પછી આ ગામડા અમારે જે કિનારાના બધા બાંઘલ દાંતી પકવાળી કે જે બધાં ગામડાં છે માછી રવોના એ ટંડેલ લોકોના તેના બી રોડ જેવો જ આવે હવે તો બહુ ફાઇન બનાવ્યો હ બીજું ટુરિસ્ટ એરિયા ટુરિસ્ટ એરિયા માટે ગવર્નમેન્ટે બહુ વિકાસ કર્યા ત્યાં અભ્યારણ બનાવ્યા જોયા છે આ બધાં એરિયાની અંદર હમણાં ઉદવાડા જે પારસી લોકોને અગિયારી છે ને મોટામાં મોટી દેશની અંદર ઈરાનથી લાવેલાને અહીં આપણા ગુજરાતમાં ગોતેલા એ લોકના એ લોકના હજુદી અગિયારી નજીક છે હવે એ લોકો એને બી વિકાસ કરવાના છે કેમકે ત્યાં ખીનાની જગ્યા બઉ છે હોટલો બાંધશે એ બાંધશે ને દીવ દમણ તો નજીક જ છે દમણ ને બાજુમાં પાછા આ સેલવાસના જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એશિયામાં એના બીજા નંબર છે એ કોણ છે એલા હે એમ મોકલાવજે ને તે એના માટે બી બી સારા ને આપણે દમણ વાળા લોકો બધાય ફરવા આવે અમદાવાદ દિલ્હીથી સુરતથી કેમકે એ જગ્યા બઉ છે કિનારાની અંદર અને બધુ આ પીવા ખાવાનું બધું છે એટલે બધાં એટલે બહારથી બહુ આવે હ બીજું ઠીક છે એમાં શું આપણા બધાં ઘણાં છોકરા લોકો હવે તો ગામડામાં બધાં ભણેલા છોકરી લોકો બી ભણી પણ નોકરીની બહુ તકલીફ સરકારે અમુક જગ્યા બધી જે છે ને ભણતાએ નહી મળતી એમાં ગામડાના કેટલાં બધાં શિક્ષકો દ્વારા ભણવા ભણ્યા છે બધાં એઓ પણ તે લોકોને ને દેશના યુવાન ધન તો યુવાનો ઉપર ખાસ મોદીને બી બહુ ફાઇન વિચાર્યું છે કે એ લોકોને હવે નોકરી બોકરીનું કંઇ સગવડ થાય હવે આજકાલ જેમકે દેશ છે આઝાદ ત્યારે આપણી પાસે ખાવાનું પૈસા નહીં હતાં હવે બધા સારા વિકાસ કર્યા એ તે ટાઈમે બહુ તકલીફ હતી હવે જો આપણા પેલા કાશ્મીર આપણું હોવા છતાં બી આપણે કોઈ અધિકાર નહીં હતો હવે કાશ્મીરમાં જેટલા બી પૈસા મોકલાવેલા એ એ લોકો ભેણચોદ કોઈ વિકાસ નહીં કરે એટલા બધાં ખાઈ ગયા પૈસા તો હવે કાશ્મીરમાં સારા વિકાસ કરશે બધુ મોદીએ બધાં આ બંધ પછી બીજી બધી ખેતીની ઓ સગવડ સારી એણે કરી બંધ બાંધ્યા અને અમારે દમણ ગંગા પછી આ બધા બંધો અને નર્મદાનું જે આવા વરસોથી જે બહુ તકલીફ હતી નર્મદા તે આ સ્વામિનારાયણના જે સંત છે પ્રમુખ સ્વામી એમ એબી એણે બી બહુ કં અને હવે દરેકને હવે રાજસ્થાન કાઠિયાવાડ બધું લીલુંછમ ને સારું સગવડ કરી અને કાશ્મીરનોએ વિકાસ થાય એ ત્રણસો સિત્તેરની કલમ કાઢી એ બહુ મોટી વાત છે આજ સુધી કોઈ કાઢેલું નહી એમ સારા વિકાસ થયા બીજું તો હવે શું કહેવાનું સરકારને આસ્તે આસ્તે વિકાસ થયા કરે ને બધા હવે હવે થોડા ગામડામાં બી હવે શિક્ષણ બધું આવવા માંડ્યું છે જેમકે આપણે તો આઝાદ થયાં પછી તો બઉ શક્તિ પળી આપણે આપણી પાસે પૈસા નહીં હતાં આપણી પાસે હવે સારા વિકાસ કર્યા ખબર પડે ને છોકરા લોકો બી બરાબર ગામડામાં બી બહુ બધી મીડિયમ ઇંગ્લિશ પછી બધી બધી ભણવા માંડ્યા છોકરાઓને સારા શિક્ષણમાંથી સારું દેશ થાય આપણો હજુ બી મોદી આવે એ હજુ એ વિકાસ કરે એવું મને લાગે છે બસ બીજું તો